સરકાર જે છે એ અમારા સમાજનું રોગ અને તબીબી સંભાળ માટેના શૈક્ષણિક અને જન જાગૃતિના કાર્યક્રમ ક્રમો ખૂબ જ યોજે છે એમાં સૌથી સામાન્ય જો હું એક વાત કરું તો આજકાલ જે જે જે સ્કૂલો છે જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ પ્રકારનાં એટલા બધાં નાટકો કરાવવામાં આવે છે અને અલગ અલગ વિડીયો મારફતે બતાવવામાં આવે છે કે અત્યારે આ વિશે જે છે કોઈપણ રોગ જે આવેલો છે તો એ રોગ વિશેની બધાં જ લોકોમાં જાગૃતિ હોવી જોઈએ કેમ કે આપણે મોદી સરકારની જો વાત કરીએ અત્યારે મોદી સરકાર હોવાથી કોઈપણ વસ્તુ જે છે એ જાગૃતિ માટેની કોઈપણ વસ્તુ જે છે એ અશક્ય એમણે નથી રહેવા દીધી કેમકે જાગૃતિની વાત કરીએ તો ઘણીબધી રીતે આપણે જાગૃતિ ફેલાવી શકીએ જેમકે અલગ અલગ પેમ્પલેટ આપવાથી ફોનમાં અલગ અલગ પ્રકારના મેસેજો પાસ કરવાથી પછી અલગ અલગ પ્રકારની એપ્લિકેશનો બનાવવાથી અને એપ્લિકેશનમાં એ વિશેની બધી જ માહિતી હોય અલગ અલગ પ્રકારના વિડીયો બનાવી અને વિડીયોને ફોરવર્ડ કરવાથી જેમકે આજકાલ આપણા આ ફોનમાં એટલી બધી સોસિયલ મીડિયા એપ્લિકેશન થઈ ગઈ છે કે જેમાં એક ક્લિક કરો ને તો બધા જ સોસિયલ મીડિયા ઉપર એ વસ્તુ પોસ્ટ થઈ જાય જાગૃતિ વિશેની અને સૌથી આત્યારે વાત કરું તો કોવિડની અત્યારે જે હમણાં લાસ્ટમાં જે કોવિડ આવેલું હતું તો એ કોવિડ સમયે એટલી બધી જાગૃતિ ફેલાવવાના સરકારે કાર્યો કર્યાં છે અને ખુદ એમાં અમારા પીએમ મોદી પણ એટલો બધો સાથ સહકાર આપે કે કોઈએ બહાર નહીં નીકળવાનું શું કામ નથી નીકળવાનું પછી કોવિડ જે છે એ શું કામ આવ્યું છે એને આપણે કઈ રીતે એનું એનું એના સામે લડી શકીએ છે કેવા પ્રકારની દવાઓની જરૂર છે કેટલો આરામ કરવો જોઈએ શું સારવાર હોઇ શકે એની બધી જ વસ્તુની માહિતી એમ એ ટુ ઝેડ કદાચ કોઈપણ અભણ વ્યક્તિને પણ પૂછો ને કે કોવિડમાં શું થાય અને કોરોનામાં શું તકલીફ થઈ શકે એનાં શરીરમાં શું થાય કેટલા પૈસા વાપરી શકાય અને કઈ રીતે એની સારવાર શક્ય છે તો એ એ અભણ માણસને પણ કોરોના વિશેની ખબર હોય કે કોરોનામાં કયા પ્રકારનો વાયરસ હતો એમાં શું આપણાં શરીરમાં રોગો થાય અને શું તકલીફ થઈ શકે અને એ જે એ જે જે જન જાગૃતિને એમણે જે કાર્યક્રમો એ વખતે કર્યા હતા કે ટીવીમાં અલગ અલગ વસ્તુ બતાવે પછી કોણ કેટલો સરકાર સહકાર આપે છે એ વિશેના યોગ્ય ફિડબેક બતાવે ઇ અલગ અલગ પ્રકારના ફિડબેકને પણ કઈ રીતે એમને શેર કરવા ને પોસ્ટ કરવા એ પણ એ લોકોને આવડતું હોવાથી અલગ અલગ ઘણાં બધા જન જાગૃતિનાં કાર્યો કરતાં હોય છે કેમકે રોગો તો જે છે એ આવવાના જ છે અલગ અલગ રોગો જેમકે પહેલાં મેલેરિયા હતું ટીબી હતું થેલેસેમિયા હતું વગેરે જેવા એટલા એટલા ગંભીર રોગો છે ઇવન હાલની તારીખે પણ કેન્સર જેવા રોગો છે કે જેને આપણે કદાચ નાબૂદ તો નથી કરી શકતા પરંતુ એમાંથી આપણે કઈ રીતે બહાર નીકળી શકીએ છીએ ને એના વિશેના કાર્યક્રમોમાં અલગ અલગ પ્રકારનાં સરકાર જે છે એ નાટક કરતી હોય છે એટલે કે અલગ અલગ પ્રકારના એનાં જે જે ડ્રામા બનાવતી હોય છે કે જે એ લોકો પબ્લિકમાં પ્રેઝેન્ટ કરી શકે પછી એ અલગ અલગ પ્રકારના સર્વે કરતી હોય છે કે કેટલા લોકોને ખબર છે કેટલા લોકોને આ રોગ વિસે નથી ખબર ખબર છે તો શું ખબર છે એવા અલગ અલગ પ્રકારના ઘરે ઘરે બહેનો આવતાં હોય છે સર્વે કરવા માટે કે ભાઈ તમને આ રોગ વિશે કેટલી જાણકારી છે જાણકારી છે કે નથી તો એ સર્વે જ્યારે અમે આપતા હોય ત્યારે અમને એટલું બધું માન થાય સરકાર ઉપર કે ખૂબ જ સારી વસ્તુ છે કે એટલીસ્ટ અમારી પાસે કોઈ એ પૂછવા આવે છે કે તમને આ વિશેની ખબર છે કે નથી અને એ સર્વે તો કરે છે પણ સર્વે કર્યા પછી એટલા એનું રિસ્પોન્સ શું છે કે કે કેટલા ટકા લોકોને આ વસ્તુની ખબર નથી તો જેમકે પચાસ ટકા લોકોને ખબર નથી તો સરકાર એના વિશેનું એક્શન પણ લેતી હોય છે કે આટલા લોકોને ખબર નથી તો આપણે આવી રીતે એનું આ માધ્યમ દ્વારા આપણે એને પોસ્ટ કરવું જોઈએ આ માધ્યમ દ્વારા આપણે એને ફેલાવવું જોઈએ અને ખાલી નેગેટિવ ન્યૂઝ જ સરકાર સ્પ્રેડ નથી કરતી પરંતુ ઘણી વખત તો જેમકે હાથીપગો છે એ એ નીચાણવાળા અથવા જ્યાં પાણી વધારે ભરાઈ રહેતું હોય એવા એરિયામાં હાથીપગો જે કરીને એક રોગ છે એ થવો ખૂબ જ સામાન્ય છે તો એ હાથીપગા વિશેના કેટલા બધા સર્વે અલગ અલગ એરિયામાં જઈને લોકો લેતાં હોય છે જે સરકારી બહેનો છે ભાઈઓ છે એ આવતાં હોય છે અને હાથીપગા માટેનો સર્વે તો કરે જ છે પરંતુ ફ્રીમાં એના વિશેની જાણકારી પણ આપે અને એના વિશેની જે જે જેને કોઈ વ્યક્તિને થયેલું છે ધારો કે તો એની ફ્રીમાં દવા પણ આપી જાય ઘરે કે તમને હાથી પગું થયું છે તો તમે આ દવા લો તમારાં ઘર આવા આવા નીચાણવાળા વિસ્તારમાં છે જ્યાં જ્યાં પાણી ભરયેલું રહે છે તો તમે એની પહેલાં આ દવા ખાઓ જેથી તમને ભવિષ્યમાં ક્યારેય થાય જ નહીં એ ઘણીબધી વસ્તુઓ છે કે ઘણાબધા રોગો છે કદાચ આપણે વાનું નામ સાંભળ્યું હોય વા તો કોઈપણ વ્યક્તિને અમુક ઉંમર થાય ને એટલે વા થવો ખૂબ જ સામાન્ય છે તો હવે એ વા છે એ કે પ્રકારના વા થઈ શકે છે કેવા વા હોય એના વિશેનું પણ અલગ અલગ જે છે જાણકારી આજકાલ ફોન અને ટેકનોલોજીનાં કારણે એવી કોઈપણ વસ્તુ નથી રહી કે જેના વિશે લોકોને ખ્યાલ ન હોય અને ગવર્મેન્ટ જે છે એ ગવર્મેન્ટ આ બધી અલગ અલગ ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીને વધારવામાં ખૂબ જ ભાગ ભજવી રહી છે જેમકે ગૂગલ છે અથવા તો આપણા ગાંધીનગર છે તો ગાંધીનગરમાં આખું એક અમદાવાદમાં એક આખું એ લોકોએ ઓફિસ લાવી દીધી છે જ્યાં બહારનાં ફોરેનનાં ઘણાં બધા કંપનીસ ત્યાં આવી ગઈ છે કે જે અલગ અલગ વસ્તુનું સંશોધન કરી શકશે ટેકનોલીજીનાં ક્ષેત્રે અને એના માટે એમ્પ્લોયમેંટ પણ એટલું મળશે લોકોને અને લોકો એ બધી જ વસ્તુનો ભવિષ્યમાં લાભ પણ લઈ શકશે તો સરકાર જે છે કોઈપણ રોગ ખાલી જરૂરી નથી કે રોગ એટલે એ વસ્તુ કેન્સર જેવા કે ગંભીર રોગો જ હોય છે પરંતુ આજકાલ સાઇકોલોજી એટલે માનસિક બીમારીની પણ જો વાત કરીને તો લોકો એટલા જ માનસિક રીતે બીમાર હોય છે તેના વિશે માનસિક બીમાર ન થાય તેના માટે પણ લોકો જે છે સરકાર જે છે એ અલગ અલગ ઘણીબધી પ્રયત્નો કરતાં હોય છે એની રીતે કે જેનાં કારણે લોકો જે છે શારીરિક માનસિક બધી જ રીતે સ્વસ્થ રહે અને એના વિશેનું જે જે પ્રચાર પ્રસાર પણ છે એ ખૂબ જ સારી રીતે કરતાં હોય છે અને સરકાર જે છે એ આ બધી વસ્તુમાં ખૂબ જ સારો ભાગ ભજવી રહી છે